અમારા વિસ્તારમાં એક ભગવાનનું ઘર નામની નાની સંસ્થા છે જે વૃદ્ધાશ્રમ છે લગભગ ત્રીસ જેટલાં મહિલાઓ અને પુરુષો એ વૃદ્ધાશ્રમમાં રહે છે એ વૃદ્ધાશ્રમમાં થોડું પૈસાનું ભંડોળ એકઠું કરીને દાન આપવા અમે મહિલા મંડળે અમારી સોસાયટી શ્રી દર્શન સોસાયટીવાળા તમામ લોકોને આજે રાત્રે મૂવી બતાવવા જઈ રહ્યા છીએ જેથી લોકો વૃદ્ધોની પરિસ્થિતિ સમજે અને આવા વૃદ્ધાશ્રમને થોડી આર્થિક મદદ કરે આ માટે અમે જે મૂવી પસંદ કર્યું છે એ છે બાગબાન અમિતાભ બચ્ચનને અને હેમા માલિનીની નિર્મત નિર્મિત આ મૂવીમાં બે ત્રણ બાળકો હોવા છતાં રીટાયર થયા બાદ માતા પિતાની કેવી દશા થતી હોય છે બંને જુદા અને એની ઉંમર જેમાં મા બાપ સાથે રહેવાની અને સારો સમય ગાળવાની જરૂર હોય છે ત્યાં બાળકો એમને જુદા કરે છે આજે પણ અમિતાભ બચ્ચન સરનાં બધાને ખૂબ જ પસંદ છે એથી અમારી સારા કાર્યમાં લોકો મદદ કરશે અને આ મૂવી પણ અમને ગમશે એટલે જ હું આશા રાખું છું